ગુજરાતમાં ઘણાં બધાં સંગીત નૃત્યોત્સવ છે હું જે જાણું છું તે રાસ ગરબા દાંડી નૃત્યો રાસ ગરબા પહેલા ગુજરાત પૂરતા જ સીમિત હતાં હવે આખા ભારતમાં તેમજ પરદેશમાં પણ એમનો પ્રચાર વધુ થયો છે અને ત્યાં પણ બધાં એ પ્રમાણે રાસ ગરબા રમે છે અને એના વિડીયો બધાં અહીં મોકલે છે આપણા ભારતમાં અને અહીં પણ બધાંને ખૂબ જ મજા આવે છે એટલે સૌથી પણ જે વધારેમાં વધારે સંગીત નૃત્યોત્સવમાં રાસગરબાનું મહત્વ સૌથી ઉપર છે તેમજ દાંડી નૃત્યો જે આદિવાસીઓ પોતાના તહેવાર પૂરતાં જ કરતાં હતાં પછી ધીરે ધીરે એ લોકો બીજે પણ કરવા જતાં અને આપણે ટીવી અને મીડિયા આવ્યું ત્યાર પછી એ લોકોનું વધારે પેલું થયું હવે આખા દેશમાં પણ એ લોકો દાંડી નૃત્યો કરવા જાય છે પ્રસંગોપાત દરેક ઉત્સવમાં એ લોકોનું એક પેલું હોય જ છે પ્રોગ્રામ અને એ લોકો બહુ સારી રીતે કરે છે